હા મેં હમણાં ઝોમેટોમાં ઓર્ડર કર્યો તો ઓર્ડર નંબર ફોર્ટી નાઇન હું પૂછવા એ માંગતો હતો કે કેટલા સમયમાં આવી શકે છે એમ

હા હા વાંધો નહીં અને એડ્રેસ પર આવો તે ડૂર પર મૂકીને જતાં રહેજો કેમ કે કોઈ ઘરે હશે નહીં અને હું લઈ લઈશ એ રાતે હા તો ડિલેવરી બોયનો નંબર મને એપમાં હશે જ ને તો વાંધો નહીં હા હું કોલ કરીને એમની જોડે વાત કરી લઈશ યોર વેલકમ